હમમ પાંચ નંબરમાં એકસો અગિયાર સાતસો સિત્તોતેર નવ હજાર નવસો નવ્વાણું અગિયાર હજાર એકસો અગિયાર અને અઠ્ઠાવીસ લાખ અઠ્ઠાવીસ હજાર નવસો